ગુજરાતમાં લોકપ્રિય કોમેડી ક્લબોમાં ચીઝબોક્સ સ્ટુડિયો કેફે કોમેડી કોમેડી કોમ્બો જેવાં ક્લબ એક્ટિવ છે કલાકારોની અંદર વાત કરીએ તો મનોજ જોશી હેમાંગ દવે અરવિંદ વેગડા કવિન દવે મૌલિક જગદીશ નાયક મનન દેસાઈ ઓજસ રાવલ વગેરે જેવા કલાકારો સ્ટેન્ડ અપ કોમેડી કરે છે આ કલાકારોના શોનો સમય સાંજે છ થી નવ અને રાત્રે નવથી બાર સુધીનો હોય છે